હું એક વિદ્યાર્થી વાત કરી રહી છું મારે મારી ઉચ્ચ સ્ટડી અભ્યાસ માટે જર્મની જવાની છું તો હું ત્યારે એક પાસપોર્ટ ઓફિસની વિઝિટમાં આવેલી છું ત્યાંથી મને જાણવા મળ્યું કે પાસપોર્ટની અરજી કરવા માટે આ ઓળખના પુરાવા તરીકે મારે મારા આધારકાર્ડની નકલ આપવાની છે તો અત્યારે હું આવેલી છું ખૂબ જ દૂરથી આવેલી છું પણ મારી પાસે મારા આધાર કાર્ડની નકલ નથી તો હું અત્યારે એક સિટીમાંથી બીજા સિટીમાં આવેલી છું તો મારે અત્યારે એટલો મારી પાસે ટાઈમ નથી કે હું પાછી ઘરે જઈને આધાર કાર્ડ લઉં તો મને કૃપયા કરીને કોઈ એવી એવું અત્યારે સોશિયલ મીડિયા થ્રુ અધરવાઇઝ કોઈ લિન્ક થ્રુ એવી મને જાણકારી આપો કે જેનાથી હું મારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકું અધરવાઇઝ હું મારા આધારકાર્ડની કોપી મેળવી શકું કે જે કોપી મેળવીને જેની ઝેરોક્ષ કાઢીને હું પાસપોર્ટ ઓફિસને સબમિટ કરાવી શકું અને મારો પાસપોર્ટ પાસપોર્ટ કઢાવવા માટેની પ્રોસેસ આગળ વધારી શકું તો કૃપયા કરીને મને એવી કોઈ માહિતી જણાવો કે જેના જેના જેના થ્રુ હું આધારકાર્ડ ડાઉનલોડ કરી શકું કોઈ એવી ગવર્મેન્ટની વેબસાઇટ અધરવાઇઝ કોઈ એવું એપ્લિકેશન ધન્યવાદ